આમ તો મને દરેક પ્રકારની વાનગીઓ ખાવાનું બનાવવાનું પીરસવાનું પસંદ છે પણ મને બધાં જ પ્રકારની વાનગીઓ જેવું કે ખાટું તીખું તળેલું મીઠું અને ગળ્યું દરેક પ્રકારનું ખાવાનું મને ખૂબ પસંદ આવે છે અને મને નવું નવું અને સારું સારું સ્વાદિષ્ટ ખાવાનું પણ ભાવે છે દરેક પ્રકારની વાનગીઓ મને પસંદ છે જેવું કે ગુજરાતી કાઠીયાવાડી પંજાબી જમવાનું અથવા તો તે સાઉથ ઇન્ડિયન હોય તો એ જમવાનું પણ મને પસંદ છે આ દરેક પ્રકારની વાનગીઓ મને ભાવે છે પરંતુ આની અંદર સૌથી વધારે જ મને ભાવતી વસ્તુ છે મસાલા ઢોસા મસાલા ઢોસા ખાવાનું મને ખૂબ પસંદ છે જેની અંદર મસાલો જે ભરેલો હોય છે એનો સ્વાદ કંઇક અનેરો હોય છે મસાલા ઢોસાની સાથે સાથે પીરસવામાં આવતું મીઠું દહીં સાંભાર અને તેની જે વઘાર કરેલી ટોપરાની ચટણી હોય છે તે મસાલા ઢોસાના સ્વાદમાં કંઇક અલગ જ મજા લાવે છે અને ઢોસો મસાલા ઢોસો એના સિવાય પેપર ઢોસો ખાવો પણ મને પસંદ છે ઢોસાની અલગ અલગ જેટલી પણ અલગ અલગ જે વેરાયટી હોય છે એ દરેક વેરાયટી મને ખાવાની પસંદ છે આની સાથે સાથે જો સ્વીટ હોય તો એ સ્વીટ ખાવું પણ મને ઘણું ગમે છે તો ઢોસાની બનતી દરેક આઇટમ મને પસંદ છે